હા મહાલક્ષ્મી બૂક સ્ટોર હા મને ગુજરાતી નોવેલ જોઈએ છે જે આપને ત્યાં ઉપલબ્ધ હશે હા એમાં મારે સરસ્વતીચંદ્ર વેવિશાળ મળેલા જીવ અને માનવીની ભવાઈ આ ચાર નોવેલ જોઈએ છે તો તમારે ત્યાં મળશે મને અને એનો ભાવ કહેજો મને

મળેલા જીવ તો તમે મને હા તો કેટલો ટાઈમ લાગશે તમે હા તો વાંધો નહીં તમે મંગાવી રાખજો હું ત્રણ ચાર દિવસ પછી તપાસ કરીશ તો બધી બૂક્સ સાથે જ તમારે ત્યાંથી મેળવી લઈશ હા હા હા તો હું ત્રણ દિવસ પછી તમારી શોપ પર કોન્ટેક્ટ ફરી કરીશ એટલે મને જે જોઈએ છે અને એ સિવાયની પણ બે ત્રણ બૂક જે છે તમારી પાસે જે સારી છે એ હું લઇ જઈશ અને ડિસ્કાઉન્ટ કશું આપશો ઓકે ઓકે સારું સારું તો હું તમારે ત્યાં ફરી પાછું

સારું સારું એડવાંસમાં મારે આપવાનું છે કશું અત્યારે સારું સારું અને એ નોવેલ જે હું લઇ જઇશ એનું પાક્કું બિલ પણ મારે જોઈએ છે તો તમે એ રીતે મને બનાવી આપજો હા ઓકે હા ચલો હં હં સારું સારું ઓકે